ના ખરેખર મને ક્યારેય મેં એવું પુસ્તક વાંચ્યું નથી કે જેણે માનસિક રીતે મને પડકાર આપ્યો હોય અ હું સામાન્ય રીતે અ સસ્પેન્સ સ્ટોરી વાંચવાનો પ્રયત્ન કરું કે જેમાં સસ્પેન્સ ખૂલે એટલે આપણને આનંદ થાય મજા આવે જાણકારી મળે એ ઘણીવાર કોઈ અ ધાર્મિક સ્ટોરી હોય એ ગમે એટલે જનરલી હું એવાં જ પુસ્તકો વાંચતો હોંઉ છું અથવા તો મેં અત્યાર સુધી વાંચ્યા છે કે જેની અંદર મને કોઈ માનસિક પ્રકારનો પડકાર ઊભો થાય એવું થયું નથી અને આ બાબતે ફેમિલી સાથે કે મારા મિત્રો સાથે અ ચર્ચા કરવાનો પ્રશ્ન ઊભો થયો જ નથી